કોવિદ નાઇન્ટીન મહામારીના સંદર્ભમાં ગુજરાતનાં શિક્ષણ ક્ષેત્ર સામે વર્તમાન પડકાર આપણે કહીએ તો એ છે કે કોવિડ નાઇન્ટીનનાં સમય દરમ્યાન અમુક સિલેબસમાંથી જે ટોપિક છે અમુક ચેપ્ટર છે એ કાઢી નાખવામાં આવ્યાં હતાં જે ભણાવામાં જ નહોતાં આવ્યાં એ જ જ્યારે ટોપિક કે ચેપ્ટર અત્યારે આવે છે તો છોકરાઓને છે તે સમજમાં નથી આવતું કેમ કે કોવિડનાં સમયમાં એ વસ્તુ કાઢી નાખવામાં આવેલી હતી કેમ કે શિક્ષક છે તે દરેક સબ્જેક્ટનાં દરેક ટોપિક છે એ નહોતાં સમજાવી શક્યા ઓફલાઇન મોડમાં અને ઓનલાઇન મોડમાં છોકરાઓને નેટવર્કનો ઇશ્યુ હોય કે પછી કોઈ પાસે ફોન ન હોય તો આ બધા હતા એ ત્યારે પડકારો હતા અત્યારે આપણે જોવાં જાઈએ તો એ જ પડકાર આપણને અત્યારે પણ જકડી લે છે કે આપણે જે પહેલાં વસ્તુ મૂકેલી છે એ વસ્તુ આપણને આજે આવડતી નથી જે ચેપ્ટર મૂકેલાં હતાં જે ચેપ્ટર સ્કીપ થએલાં હતાં એ વસ્તુ વિષે આપણું નોલેજ છે તે ઘટે છે આ ઉપરાંત આપણે જોઈએ કે કોવિદ નાઇન્ટીનનાં લીધે આપણને જે વર્તમાન તક મળી છે તો એ તકમાં એવું છે કે આપણે ઓનલાઈન શિક્ષણ પ્રાપ્ત કરતાં કરી શક્યાં છીએ ઓનલાઈન શિક્ષણ આપણને મળતું થયું છે એનાં લીધે આપણે દૂર બેઠેલાં હોય કે આપણે કોઈ સ્કૂલ કે કોલેજમાં ન જઇ શકતાં હોય એ વ્યક્તિ ઓનલાઈન લેકચર અટેન્ડ કરી અને પોતાનું શિક્ષણ છે એ ચાલુ રાખે છે આ ઉપરાંત કોઈ વ્યક્તિ એક્સટર્નલમાં કરતું હોય તે બીજાનાં યુટ્યુબ ઉપરથી વિડીયો જોઈને કે પછી કોઈ ગૂગલ મીટ ઉપર કોઈ ક્લાસરૂમમાં જોડાઈને પોતાનું જે કન્ટીન્યુ કરી શકે છે ભણવાનું આ ઉપરાંત આપણે તક તો ઘણી બધી છે કે કોવિદ નાઇન્ટીન પછી જે એજ્યુકેશનમાં જે ઉછાળો આવ્યો છે એ કહી શકાય એમ નથી કેમ કે કોવિદ નાઇન્ટીન પછી લોકોને સમજમાં આવ્યું છે કે આપણી પાસે શિક્ષણ હોવું ખૂબ જ જરૂરી છે કેમ કે જો શિક્ષણ ન હોય તો આપણે જે શાકભાજીની લારી લઈને નીકળેલાં હતાં એ લોકો એમ જ કહેતાં હતાં કે કાશ અમે ભણી લીધું હોત તો અમારી પાસે અત્યારે આવું ન થાત તો એટલાં માટે શિક્ષણ છે એનું મહત્ત્વ સમજાયું છે કોવિદ નાઇન્ટીન પછી આ ઉપરાંત આપણને શિક્ષણ છે એ ફ્રી થયું છે આફ્ટર કોવિદ નાઇન્ટી કે આપણું એજ્યુકેશન છે એમાં એજ્યુકેશન પોલિસીમાં પણ ચેન્જીસ કરવામાં આવ્યા છે આ ઉપરાંત આપણી એજ્યુકેશન પોલિસી છે એન ઇ પી એમાં એવું કહેવામાં આવ્યું છે કે ભણવાની સાથે સાથે બીજી બધી એક્ટિવિટીસ છે એનાં ઉપર પણ એટલો જ ભાર આપવામાં આવે એટલાં માટે ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્ર સામે તકો ઘણી બધી છે કે આપણું ગુજરાતી ભાષા છે એ કંપલસરી થઈ ગઈ છે એ પછી જે ઇંડિયન નોલેજ સિસ્ટમ કરી ને એક સબ્જેક્ટ છે એ પણ કોલેજોની અંદર લાવવામાં આવ્યો છે કે જેથી આપણે જે ભારતનો ઇતિહાસ છે એને આપણે ન ભૂલી જઈએ આપણો ગુજરાતનો જે ઇતિહાસ છે એ ન ભૂલીએ એટલાં માટે એ વસ્તુ છે એ શિક્ષણમાં લઈ આવવામાં આવી છે તો આ એનાં ફાયદા છે